માત્ર પાંચ મિનિટ દેખાડતા હતા હા ડ્રાઇવરનું બસ પાંચ મિનિટના તમારા ડ્રાઈવરે મારી પંદર મિનિટ બગાડી છે અને બસ એના લીધે જ મારી ટ્રેન મિસ થઈ ગઈ છે હા તો હું આનું રિફં હું આનું પે નથી કરવાનો તમે મારી ટ્રેન મિસ થઈ ગઈ છે મારે કામ હતું એનું જ બધું મારે વિખાય ગયું ને હવે હું કોઈ ક્યાં જાઉં ના ના રી હું એક રૂપિયો નથી દેવાનો તમારથી થાય એ કરી લ્યો ના હા તમાર જે કમ્પ્લેન કરવી હોય એ કરો હું પેમેન્ટ નથી કરવાનો એટલે નથી કરવાનો મારી ભાવનગર જાવાની ટ્રેન હતી તો વાડીએ જવાનું હતું નીણ નાખવાનું હતું ઓલી પાડો દૂધ નહીં દે હવે મારે એનું શું કરવાનું મારા દાદા બીમાર છે એનું ધ્યાન રાખું કે એ કરું કે બસ આ પંદર મિનીટના લીધે મારી ટ્રેન મિસ થઈ ગઈ છે એટલે હું આ પૈસા હવે દેવાનો નથી સો વાતની એક વાત શું ના ના આ મારો ફોલ્ટ જરાય નથી તો કહી દેવુ હતુંને લેટ જ થાય છે તમારે જોયું હતું મારી આંખની સામે તમારો ડ્રાઇવર ખાતો હતોને મેં રંગે હાથ પકડ્યો છે મારે મોડું થાય છે ચલ ઓર્ડર ઓકે કરીને પછી ત્યાં સેવપુરી ખાવા બેસે છે અને એના લીધે મારી ટ્રેન મિસ થઈ ગઈ છે હા હા બસ હા બસ રિફંડ તો હું નહીં આપું ડન